અ આપણે મનગમતા સાહિત્યિક પાત્રોમાં શું છે કે મારે સાહિત્યમાં મને રસ છે ને હું હિન્દી સાહિત્યનો જ વિદ્યાર્થી છું હું હિન્દીમાં ગ્રેજ્યુએટ થયેલો છું હિન્દીમાં મને મુન્શી પ્રેમચંદ નામ આપે સાંભળ્યું હોય તો ખૂબ જ એક ઉપન્યાસકાર હતા તેમની કવિતાઓ પણ એમણે લખેલી છે અને એમણે એક બહુ સરસ ઉપન્યાસ લખેલું છે ગોદાન ગોદાનમાં એક સામાન્ય ભારતીય જીવનની આખી રૂપ રેખાને એવી રીતે વર્ણવી છે કે તમે પોતાને એને એનો અનુભવ તમે એમાં એમાં તમે તમારી છબી એમાં જુઓ ને પોતાનો અનુભવ તમે એમાં તમે કરો અને એમાં પ્રેમચંદએ જીવનમાં શું છે કે સમાજ સુધારણાનું બી ખૂબ સરસ કામ કર્યું છે પોતાને ઉપ ઉપન્યાસોમાં એવી વાતોનું વર્ણન કર્યું છે કે જેમાં માણસને કંઈક શીખવા ને જાણવા મળે એક સામાન્ય વાત મારા મગજમાં એમની ખૂબ અત્યારે યાદ આવે છે કે ભાઈ તમે જ્યારે પણ કોઈની ગોદમાં ચઢીને બેઠા હો ત્યારે એક ખૂબ જ ઉમદા વાત એમણે કરી છે ત્યારે તમને એટલી વસ્તુનું ભાન હોવી જોઈએ કે તમારું વજન એને કેટલું લાગતું હોવું જોઈએ એટલે કેટલી સરસ વાત છે કે એમાં કોઈ સ્વાર્થ નથી અને એક ઉમદા વસ્તુએ છે કે તમારે સામેનાની ભાવનાને પણ સમજવી પડે એવું અ કોઈ સ્વાર્થથી ખૂબ જ દૂર તમારે જ્યારે તમે પણ એવું અનુસરશો તો સમાજમાં શું છે કે એક મોટો સુધારો આવશે